હા મને પ્રવાસીઓ સાથે વાતચીત કરવું ગમે છે અને આવી વાતચીત કરવાથી આપણા જ્ઞાનમાં વધારો આવે છે જેમ કે જોવા જઈએ તો આપણે બીજી જગ્યાએ જઈએ તો એ લોકોની સંસ્કૃતિ પણ આપણને ખબર પડે છે કેમ કે બધાંની અલગ અલગ સંસ્કૃતિ હોય છે આપણી અને એમની સંસ્કૃતિ એક જ જેવી નથી હોતી અને આપણે બહાર જઈએ ત્યારે અલગ અલગ કુદરતી નઝારા જોવા મળે છે જેમ કે એમની ખાણી પીણીમાં શું છે એ જોવા મળે છે આપણને જેમ કે અલગ અલગ પાર્ક જોવા મળે છે અલગ અલગ ટૅક્નોલોજીવાળા કેટલાક પાર્ક જોવા મળે છે એમાં પણ અલગ અલગ ઉ પ્રાણીઓ કેટલા નવી નવી જાતના પ્રાણીઓ જોવા મળે છે અલગ અલગ પહાડો ધોધ એ બધું આપણને કેટલું બધુ જોવા મળતું હોય છે અને જ્ઞાન માં વાત કરીએ તો આપણે નવી નવી જગ્યાએ જઈએ તો ત્યાંની હિસ્ટ્રી શું છે ઇતિહાસમાં પણ આપણને જાણવા મળે છે બધું